અમારા ગામમાં સ્થાનિક દેવતાઓના ઘણા બધા મંદિરો આવેલા છે આ મંદિરોમાં વાત કરવામાં આવે તો વારાઈ માતાનું મંદિર કાળકા માતાનું મંદિર મહાદેવનું મંદિર બહુચર માતાનું મંદિર અને ગુરુ મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરોમાં ભક્તો વિવિધ રિવાજો અને પ્રથાઓનું પાલન કરી પૂજા અને અર્ચના કરે છે આ એમાં ખાસ કરીને ગુરુ મહારાજની વાત કરવામાં આવે તો આ મંદિર ત્રણ માળનું છે આ માળમાં આ મંદિરમાં બે માળ સુધી સ્ત્રીઓ પ્રવેશ કરી શકે છે અને ઉપરના ત્રીજા માળ સુધી જવા માટે સ્ત્રીઓને મનાઈ કરવામાં આવેલી છે આ ગુરુ મહારાજના મંદિરે ઘણા બધા એવા અ ઉત્સવો પણ કરવામાં આવે છે હું પણ દરરોજ આ મંદિરે દર્શન કરવા માટે જાઉં છું અને દરેક તહેવારો આ મંદિરોમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે આમ ગામના લોકો આ બધા રિવાજો અને પ્રથાઓનું સંપૂર્ણ રીતે પૂરેપૂરી રીતે પાલન કરે છે